હા હું વિચારું તો છું કે ઉનાળામાં વિદેશમાં પાસ વિદેશમાં સેવા કરવા માટે જઉ પણ એના માટે મારે પાસપોર્ટ બનાવવો છે તો તમે મને કહી શકો કે હું કયા કઈ વેબસાઇડ ઉપર પાસપોર્ટની અરજી કરી શકું હા વેબસાઇડ છે પાસપોર્ટ ડોટ કોમ ઓકે હા એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ લાઇટ બિલ અચ્છા રેશન કાર્ડ ઓકે ઓકે સારું મને પાસપોર્ટ કેટલા દિવસમાં મળી જશે અને એની ફિસ શું હશે મને કહી શકો પાંચસો રૂપિયા હશે ફિસ ઓકે અને કેટલા દિવસમાં મળશે દસ દિવસમાં ઓકે સારું તો હું એના ઉપર અરજી કરી શકું ઓકે થેન્ક યુ